હા પેલા તો મેં અમારા ટેક્સી સ્થળ પર સમયસર પહોંચવા અંગે પૂછીશ કે મેં જ્યાં જવાની છું ત્યાં મારે ટેક્સી સ્થળ પર સમયસર પહોંચવા માટે મારે પૂછવું પડશે તો પહેલાં તો મેં એ જગ્યાની જે મેં જે જગ્યાએ મેં પહેલાં તો એક સ મતલબ જે મારી રીતે સારો હશે કે જે ડ્રાઇવર સારે સા મતલબ એનો હાવભાવ સારો હશે તેમ જ પ્રામાણિક હશે અને મતલબ એનો એનું ચારિત્ર સારું હશે તો તેને મેં ચૂસ કરીશ કે ના કે મારે એને ડ્રાઇવર તરીકે લઈ જવો છે કારણ કે આપણે કોઈ બી જગ્યાએ ડ્રાઇવિંગ કરતાં હોઈએ તો આપણને તેઓ ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ કે આ સારી રીતે ગાડી હંકારી શકશે અને આપણા જે નિશ્ચિત લક્ષ્ય સુધી આપણને પહોંચાડી શકશે તો તે અંગે મેં ફોન કરીશ અને એનું એ એ બાબતનું ધ્યાન રાખીશ કે જે આ ટેક્સી ચલાવનાર છે તો તેના પર તેનો તેના પર તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ છેને તે પો પો પોતે મતલબ એ સિક્યોરીટી એનું આરટીઓ પાર્સિંગ એનું પ્રોપર લાઇસન્સ છેને કે બરાબર એનું ધ્યાન રાખીશ અને તેની અને પછી મેં એને જે સ્થળે મારે એની જે બુકિંગ કરાવાની છે તો મેં એને મારું લોકેશન દ્વારા એને મારી જાણકારી આપીશ કે હું આ સ્થળે છું તો તમારે મને અહીંયાં આ લેવા આવવાનું છે કે મતલબ અહીંયાં મેં મારું એને એના જોડે લોકેશન સ શેર શેર કરીશ અને અને બીજો સવાલ એ પૂછીશ કે મતલબ જે ટ્રાફિકમાં તમારે મતલબ અને એને મેં એ વાંસની ખાતરી આપીશ કે મારે જે જગ્યાએ જવાનું છે તો ત્યાં મારે આ ટાઈમે પહોંચવાનું છે મારે આ કોઈ રસ્તે પછી કોઈ બીજું કામ હશે ધારો કે મારે કોઈ ઓફિસમાં જવાનું છે તો ઓફિસમાં જતાં પહેલાં મારે કોઈ કોઈ બીજી સ્ટોરમાં જવાનું હોય જાણે કે મારે કોઈ ઝેરોક્ષ કઢાવવાની છે કે મારે કોઈ પણ અન્ય કામ છે તો મેં એને જાણ કરીશ કે મારે રસ્તામાં જે જે મારે ઝેરોક્ષ કરાવવાની છે તો એવી દુકાને એવા રસ્તા પાસેથી પાસ કરે કે મતલબ જ્યાં કોઈ આ સ્ટોર ઝેરોક્ષની સુવિધા હશે તો મેં એ કહીશ અને એવી રીતના પૂછીશ કે મતલબ મારે જે જગ્યાએ જવાનું છે તો એ જગ્યામાં શોર્ટકટમાં શોર્ટકટ રસ્તો અપનાવે કે જ્યાંથી હું જલ્દીથી બની શકું અને જે એ ધારો કે શોર્ટકટ ના પણ હોય તો પણ મેં એવો રસ્તો એને કહીશ કે કે જ્યાં સૌથી ઓછું ટ્રાફિક લાગે અને તે રસ્તો સારો હોય કે મતલબ આ જોખમી વાળો ના હોય અને એ રસ્તો સારો હોય બરાબર અને બીજી રીતે કે ટ્રાફિકમાં અટકી ન જાઉં એનું મેં એને ખાતરી આપીશ કે મતલબ એ રસ્તે પર લઈ જાય કે જ્યાં ટ્રાફિક ઓછું હોય અને ટ્રાફિકમાં મેં હું ઓછી ફસી શકું અને ડ્રાઇવરને અને હું એને પૂછીશ કે મતલબ મારા આટલા વાગે પહોંચવાનું છે તો તમે કેટલા વાગે આવી જશો કે પછી એવું ના થાય કે મારે નવ વાગે પહોંચવાનું હોય અને ડ્રાઇવર મને સવા નવે લેવા આવે અને પછી પછી તમારે કોઈ કામ જ નથી કારણ કે જ્યાં મારે જવાનું હતું તેનો ટાઈમ ઓવર થઈ ગયો તો પછી ત્યાં જઈને કોઈ ફાયદો નહીં એટલે મેં ડ્રાઇવરને ખાતરી આપીશ કે ભાઈ જોઓ મારો નવ વાગ્યાનો ટાઈમ હશે તો પણ મેં ડ્રાઇવરને કહીશ કે મારે ત્યાં આઠને ચાલીસ આઠને આઠને પિસ્તાલીસે પહોંચવાનું છે તો મતલબ એ એસ એ કાર્યને ધ્યાનમાં લઈને મને ત્યાં મતલબમાં મતલબ આઠને ચાલીસે તો એ મને ત્યાં પહોંચાડી લેશે તો મેં તાં પંદર મિનિટ જઈને તે વસ્તુ તે જગ્યાનું તે સ્થળનું ઑબ્ઝર્વેશન કરીશ ઑબ્ઝર્વેશન કરીશ અને મને એવું લાગશે કે મતલબ બરાબર છે આ સ્થળે મારે આની જરૂરિયાત છે આ લોકો જોડે મારે મળવું છે અને તે પહેલાં પણ મેં ત્યાં ગઈને ત્યાંનું વાતાવરણ જોઈશ ત્યાંની ત્યાંની જે સ્પેશિયાલીટી મતલબ ત્યાંની જે સગવડતા છે તે જોઈશ ત્યાંનાં લોકો સાથે મળીશ ત્યાંનું વાત કરીશ કે મતલબ અહીંયાં આ કેવી આ તેની ફેસેલીટી કેવી છે અને એ રીતે હું તેમને પૂછીશ અને એવું પણ પૂછવામાં મતલબ અને મેં ડ્રાઇવરને એની પણ ખાતરી આપીશ કે મારે આટલા વાગે જવાનું છે અને હા કે બીજા કોઈ મારાઓ જેમ હોય કે અને હા અને અને બીજા કોઈ મતલબ બીજા કોઈ મારા જેવા હશે કે તેમણે પણ અર્જન્ટ જવાનું હશે અને તેઓની ટેક્સી લેટ હશે તો મેં તેઓને પણ વિનંતી મતલબ તેઓ મારી સાથે આવશે તો મેં એ લોકોને વિનંતી કરીશ કે તમે બી મારી સાથે આવી શકો છો કે મારે કોઈ એવો ફાઈ પેલું ઓ નથી કે મેં મારી રીતે બુક કરાવી છે તો મેં મેં એકલી જ જાઉં ના મારે કોઈ બીજાની મદદ કરી શકવી હોય તો મેં એને પણ કહીશ કે તમે મારી હાથે આવી શકો છો અને તમારો પણ સમયસર ઉપયોગ કરીને તમે સમયને સારી રીતે બચાવી શકો છો તો આવી જ રીતે મેં કરીશ અને ટ્રાફિક સ્થળ પર સમયસર પહોંચીશ અને બને તેટલું મેં ડ્રાઇવર પર કહીશ